આમ જોવા જઈએ તો બાઇક ચલાવવી એ એક શોખ હોય છે આમ ખૂબ મજા આવતી હોય છે કે બાઇક ચલાવવામાં પરંતુ જ્યારે રસ્તાની પ્રોબ્લેમ હોય જ્યારે કોઈ એવો સમય હોય કે જ્યાં જ્યારે તમને બાઈક ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે તો ખાસ તેમાં રોડની રોડ કેવો છે એ ખૂબ જ મહત્ત્વનું રાખે છે કારણ કે અમદાવાદની અંદર ભાગ્યે જ તમને કંઈક વ્યવસ્થિત અને સારા રોડ જોવા મળશે બાકી તો મોટાભાગના રોડમાં ખાડા ટેકરા અને બમ્પ અને આવું બધું ટ્રાફિક આવી બધી ઘણી બધી સમસ્યા હોય છે જે તમને બાઇકિંગ કરવામાં ખૂબ જ નડતરરૂપ થતી હોય છે તો ખાસ કરીને ચોમાસા જેવા વાતાવરણમાં બાઈકિંગ કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેમાં ખાડાથી વધારે પ્રોબ્લેમ થતી હોય છે કોઈક એવા નીચાણવવાળા વિસ્તારોમાં જયારે રસ્તા પર પાણી ભરેલું હોય છે ત્યારે તમને ખબર નથી હોતી ચોક્કસ કે કઈ કઈ જગ્યાએ ખાડો હશે કે કઈ જગ્યાએ ટેકરો હશે અને એ એવા સંજોગોમાં ઍક્સિડન્ટ થવાનાં ખૂબ જ ચાન્સ રહી જતા હોય છે તો ખાસ કરીને આવી જગ્યાઓમાં શું હોય છે કે બાઇકની સ્પીડ એકદમ ધીમી ત્રીજા કે બીજા ગિયરમાં લઈ અને એને એવી રીતે અહીંથી પસાર કરવાની હોય છે અને ખાસ તો જ્યારે કોઈ ખાડો આવતો હોય છે ત્યારે બાઇકની સ્પીડ એકદમ ધીમી જ રાખવાની હોય છે અને અ તમારી બૉડીને એટલી બધી ઇફેક્ટ ના કરે એવી રીતે એ જમ્પ કરીને ગાડી નીકળી જાય એવી રીતની થોડી સ્પીડ રાખવી કે જેથી કરીને તમારા શરીરનાં અંગોને એ હચમચાવી ના શકે તો આ એક ખૂબ સાવચેતી અ રાખવા જેવી છે બીજું કે જ્યારે આમ તો મોટાભાગે હું રાતનાં સમયે બાઇકિંગ કરતો નથી કારણ કે રાતના સમયે ખાસ સુમસામ જગાઓ પર જ્યાં જંગલી પ્રાણીઓ અથવા તો બીજા ઘણાં બધા તત્ત્વો એવાં છે જે તમને વાહન ચલાવવામાં અડચણરૂપ થઈ શકતા હોય છે તો એના માટે હું ખાસ કરીને રાત્રિના સમયે કે અંધારા અંધારામાં ક્યારે હું ગાડી લઈને નીકળતો જ નથી તો આ બધું હું આ બધી વસ્તુઓનું ધ્યાન રાખતો હોઉં છું